હલો હાં કેમ છો ફાઇન ફાઇન અ આજે આપણે જોઈએ તો ઘણું આગળ વધી ગયું નહીં આ સ્ટેશન થોડા વર્ષો પહેલાં તો અહીં ગંદગી અને કોઈ ટ્રેન ટાઈમ પર આવતી નહોતી હવે જો કેટલો વિકાસ થઈ ગયો અચ્છા અરે થોડા વર્ષો પહેલાં તો અહીં ખાવાની સુવિધાઓ પણ નહોતી મને યાદ છે અમે પોતે છેને ઘરેથી બાંધીને આવતા હતા હવે બધી સુવિધાઓ આવી ગઈ તમે જમ્યા અને હવે ચોખ્ખાઈ બી હોય છે એ મોટી વાત છે ચોખ્ખાઈ રાખે છે હવે લોકો એ જ તો તમે ફર ફરવા માટે આવ્યા અમદાવાદ ફાઇન ફાઇન હું પણ હમણાં છૂટ્ટીઓના દિવસો છે તો બધી જગ્યાઓ ફરવા આવ્યો છું અને અમદાવાદ મારા મામા પણ રહે છે તો એમને મળતો જાઉ એવો વિચાર થયો મને આ તમારું પાસે છે સ્ટેશનથી ઘર સારું સારું પણ આજે નહીં આજે થોડો સમય ઓછો છે બીજી વાર જરૂર ચોક્કસ ચોક્કસ સારું ચોક્કસ બીજી વાર મળશુ ત્યારે પાક્કું

પછી મળીએ